હા રેડિયોની વાત કરું તો રેડિયો મારું મનપસંદ રેડિયો છે એમાં મને નવા નવા ગીતો સાંભળવા ગમે છે એમાં એક ચેનલ છે આરજે ચેનલ એ મને એ ચેનલ બહુ જ ગમે છે કારણ કે એમાં નવા નવા અપડેટ આવતા હોય છે અને એક આ ટીવીની વાત કરીએ તો ટીવીમાં એક કાર્યક્રમ છે એ મને બહુ ગમે છે એમાં સોસાયટીમાં એકતા કેવી રીતના બનાવી રાખવી કોઈની સાથે ઝગડવું નહીં અને એકતાથી મળીને કેવી રીતના કામ કરવું એ કાર્યક્રમ બહુ સરસ મને ગમે છે અને એનું નામ છે તારક મહેતા